હા હા બોલો રોયલ એકેડમીમાંથી વાત કરું છું હા અચ્છા અચ્છા તો તમે તો તમે તો સૌથી પહેલાં શું છે દસ તારીખે અમારે શું છે એકેડમીનો એક ફ્રી સેમિનાર છે એ તમે અટેઈન કરજો અને એનું રજીસ્ટ્રેશન લિંક તમને હું મોકલીશ એમાં તમારી બધી ડિટેલ ભરી દેજો તમને એક મેસેજ આવશે એ એડ્રેસ ઉપર તમારે શું છે એ સેમિનાર અટેઈન કરવાનો રહેશે ત્યાં તમને બધી જ માહિતી મળી જશે કે તમે બાર સાઇન્સ પછી કયા કયા ફિલ્ડમાં તમે જઈ શકો છો તમે બાર સાયન્સમાં સા મેથ્સ લીધું છે તો તમે કયું ફિલ્ડ પસંદ કરી શકો બાયોલોજી લીધું છે તો કયો ફિલ્ડ પસંદ કરી શકો છો એ રીતે જો તમે મેથ્સ મેથ્સ ના આ આજે દસ તારીખે જે સેમિનાર છે એ ફ્રી ઓફ કોસ્ટ છે પછી તમે જો ઇન્ટરેસ્ટ પડે પછી ના જે ક્લાસ થશે એનો ચાર્જ થશે તમારે એડમિશન લેવું પડશે એના તમને એક શું છે તમને જે કોર્સ કરવો છે એ પ્રમાણે તમને જે તે કોલેજમાં અહીંથી એડમિશન બી કરાવી દેવામાં આવશે એ તમને કયા ભાઈ કયા કોર્સમાં તમે કમ્ફર્ટેબલ છો આ તમે ઇન્ટરેસ્ટ રાખો છો આગળ જતા તમને કલ કામ લાગશે એ પ્રમાણે તમને ગાઈડ બી કરીશું અને જે તે કોલેજમાં તમારું ફોર્મ ભરીને ત્યાં અપ્લાય બી કરી દઈશું એનો ચાર્જ અમે જે તે હા તમને મેસેજ ઉપર તમે તમારા નંબર ઉપર મેસેજ ઉપર અમે રજિસ્ટ્રેશનની લિંક વ્હોટસપ પર મોકલી દઈશું તો ત્યાં તમે ઓનલાઇન ફોમ તમારે ત્યાં ભરી દેવાનું પછી તમને જે એડ્રેસ કે એ જગ્યા ઉપર તમારે આ ફ્રી સેમિનાર ભરવાનો રહેશે ઠીક છે હા બ બધું જ છે તમે તમે તમે સેમિનાર ભરશો એટલે તમને બધી માહિતી મળી જશે બરાબર ઠીક છે ઓકે હું તમને બધું ડિટેલ બી સેન્ડ કરી દઈશ અને રજિસ્ટ્રેશનની લિંક પણ સેન્ડ કરી દઉં છું ઠીક છે ઓકે ઓકે અખિલભાઈ નામ છે મારું તમે હેં ને